જ્યારે વધારે પડતા લોકો માટે જમવાનું બનાવવાનું થયું ત્યારે પૂર્વ તૈયારી વગર આ કાર્ય ઘણો મુશ્કેલભર્યું બન્યું હતું તેથી વધારે પડતા લોકો માટે જ્યારે પણ જમવાનું બનાવવાનું થાય ત્યારે સૌથી પહેલાં હું મારી પાસે ઉપલબ્ધ તમામ સામગ્રીઓનો જથ્થો ચેક કરું છું ઘણા લોકો એ ભોજન માટે આવે ત્યારે ધ્યાનમાં રાખવું પડે કે દરેક માટે પૂરતું ભોજન બને આ માટે હું સમાન પ્રકારના ભોજન તૈયાર કરવાનું પસંદ કરું છું જે સહેલાઈથી અને ઝડપથી બની જાય મારી ટેકનિકમાં સૌથી મહત્ત્વનું છે કે પહેલાંની તૈયારી આનો અર્થ એ કે મારે બનાવાનું શરૂ કરવાના બે ત્રણ કલાક પહેલાં જ હું કટિંગ અને ચોપિંગ કરી નાખું છું આ કામમાં હું મારા પરિવારના અન્ય સભ્યોને પણ મદદમાં બોલાવું છું જેથી મારું કામ ઝડપી અને સરળ બને જ્યારે ભોજન બનાવાનું શરૂ કરું ત્યારે હું બે ત્રણ વાનગી એકસાથે બનાવાનું પસંદ કરું છું મારી આ મદદમાં હું કેટલીક ઘરના ઉપકરણો જેવા કે પ્રેસર કુકર ફૂડ પ્રોસેસર મિક્સર ગ્રાઇન્ડર વગેરેનો ઉપયોગ કરું છું આ ઉપકરણો મારા કાર્યને સરળ અને ઝડપી બનાવે છે મૂળભૂત વાત એ કે પૂર્વ તૈયારી સાથે કાર્ય કરવામાં આવે ત્યારે ઝડપથી કાર્ય થાય છે સમયનો ઉપયોગ થાય છે ક્યારેક વધુ લોકો માટે ભોજન બનાવું તણાવપૂર્વક હોઈ શકે પણ જો તમે યોગ્ય આયોજન અને તૈયારી સાથે કાર્ય કરો છો તો આ કાર્ય ખૂબ જ સારી રીતે અને સરળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે